વીજળીનો ઉપયોગ દરકે લોકો માટે ખૂબ જ જરૂરી છે તેની સાથે સાથે વીજળીથી સાવચેત પણ રહેવું ખૂબ જ જરૂરી છે કારણકે વીજળીનો એક ઝાટકો મનુષ્યનું જીવન સમાપ્ત કરી શકે છે માટે વીજળીનો ઉપયોગ કરતી વેળાએ સાવવચેતીનાં ભાગરૂપે તેનાં કોઇપણ ખુલ્લા તારને અડી ન જવાય એની ખૂબ જ કાળજી રાખવી પડે છે તેમજ વીજળીનો તાર જ્યાં જ્યાં નીકળતો હોય ત્યાં સેફ્ટી પણ વધારે રાખવી પડે છે જેવી કે એનાં કોઇપણ જગ્યાએ ખુલ્લા તાર ન રાખવા તેમજ તેને પ્લાસ્ટિકથી અથવા તો કોઇપણ કવરથી પેકિંગ કરવા જેથી કરીને હાથ અડવાથી વીજળીનો ઝાટકો કે વગેરે નુકસાન ન થાય આ રીતે વીજળી ખૂબ જ ઉપયોગી પણ છે અને તેની સાથે સાથે તેનાથી ખતરો પણ ઘણો છે તો એ ખતરાથી દરેક લોકો બચે એ માટે સાવચેતીના ભાગરુપે વીજળીનાં દરેક ઉપકરણો સ્ટાન્ડડ સારી કંપનીના જેથી કરી અને કોઇપણ પ્રકારની દુર્ઘટના ન સર્જાય એવા પ્રયત્ન કરવા જોઇએ અને વીજળીના આવી કોઈ વીજળીથી આપણને કોઈ ખતરો ન થાય એ માટે એ ખતરાને ટાળવા માટેનાં સતત અને સતત પ્રયત્નશીલ રહેવું જોઇએ